હા મનુષ્ય જે ખનીજોનો ઉપયોગ કરી રહ્યો છે જેવા કે ગેસ અને તેલ જેનો સતત વપરાશ કરી રહ્યો છે તેના વપરાશથી તે દિવસેને દિવસે મોંઘું થતું જાય છે પ્લસ તેના ઘણાં ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે સપોઝ તેલ છે તે અત્યારે બધેથી મળી નથી રહેતું જે મળી નથી રહેતું હોવાથી તેના દિવસેને દિવસે તેનો ભાવ વધી રહ્યો છે તેના કારણે તેના કારણે મનુષ્યને ખૂબ જ તકલીફ પડી રહી છે જેવી રીતના કુદરતી ગેસ છે ગેસ પણ દિવસેને દિવસે તેનો વપરાશ વધતો જાય છે અને તેની દુર્ઘટના પણ ઘણી થાય છે જે દુર્ઘટનામાં મનુષ્યને હાનિ પહોંચે છે તો તેજ રીતના કુદરતી વસાહતોને તે ખૂબ જ અસર કરી રહ્યો છે જેવી રીતના તેલ છે ગેસ છે પેટ્રોલ છે તે બધાંના જેટલાં ફાયદા છે એટલાં જ એના ગેરફાયદા પણ છે જે રીતના એના અત્યારના અત્યારની સિચવેશન પ્રમાણે તેના ફાયદા કરતા તેના ગેરફાયદા વધી રહ્યાં છે તો મારો રિવ્યુ એવો છે કે જે આ ખનીજ તત્વ છે તેનો ઉપયોગ દિવસેને દિવસે ઓછો કરવો જોઈએ